ગુજરાત રાજ્યની સંસ્કૃતિક ઓળખમાં ગુજરાતી ભાષાનો ફાળો અમૂલ્ય છે ગુજરાતી ભાષા માત્ર રાજ્યની વાતચીતનું માધ્યમ નથી પરંતુ તે રાજ્યની સંસ્કૃતિ પરંપરા અને ઓળખને પણ પ્રતિબિમ્બિત કરે છે કેવી રીતે જોઈએ પહેલું છે આપણા સંસ્કૃતિક વારસાનનું ગુજરાતી ભાષામાં અનેક લોકગીતો કાવ્ય નવલકથાઓ અને નાટકો લખાયાં છે જે ગુજરાતની સાંસ્કૃતિક વારસાની ધરોહર છે ઉદાહરણ તરીકે નરસિંહ મહેતા સાબરમતીની કવિતાઓ અને ગુજરાતી લોકગીતો રાજ્યની સાસંકૃતિક ઓળખનો મહત્ત્વપૂર્ણ આ ભાગ છે પછી છે બીજું બીજી કઈ રીતે આર્થિક અને સામાજિક સામગ્રીઓ પણ છે એમાં છે ગુજરાતી ભાષામાં વારંવાર ગુજરાતી ફિલ્મો આવે થિયેટર અને મ્યુઝિક પ્રોડક્શન થાય છે જે રાજ્યની લોકકલાની રજૂઆત કરે છે ગુજરાતી ભાષા દ્વારા વેપારી અને સમાજ સેવાની પ્રવૃત્તિઓ જેમકે ગુજરાતની વેપારી પરંપરા અને પરિવાર પ્રવૃત્તિઓને રજૂ કરવામાં મદદ કરે છે પછી ત્રીજું છે શિક્ષણ અને જ્ઞાન ગુજરાતી ભાષામાં શિક્ષણ સંશોધન અને પત્રકારીતા પણ રાજ્યની સંસ્કૃતિને મજબૂત બનાવામાં મદદરૂપ થાય છે ગુજરાતી ભાષાની પ્રયોગશિલતા અને તેની વિસ્તૃત વર્તમાન પાત્રતા રાજ્યનાં નાગરિકોને તેમના પરંપરાગત અને આધુનિક જે જ્ઞાન છે તેની સાથે જોડે છે મોટા પાયે ગુજરાતી ભાષા રાજ્યની સાંસ્કૃતિક સામાજિક અને આર્થિક ઓળખને પ્રગટ કરે છે જેનાં માધ્યમથી રાજ્યની અનોખી ઓળખ જાળવી રાખવામાં મદદ મળી રહે છે આજ રીતે ગુજરાત રાજ્યની સાંસ્કૃતિક ઓળખ બનાવવામાં મારા મતે ગુજરાતી ભાષાનો જે ફાળો છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અમૂલ્ય છે